નવી નવી જગ્યા પર ફરવાનું મારે થતું હોય છે અને અલમ અલગ અલગ વ્યક્તિઓને મળવાનું પણ થતું હોય છે એમાં જ મારી નવેમ્બર મહિનામાં એક વ્યક્તિ સાથે એવી મુલાકાત થઈને કે મારી લાઈફમાં બિલકુલ ટર્નિંગ પોઈન્ટ આવી ગયો અને હું આગળ વધવાનું મને એક રસ્તો મારો ક્લિયર થતો ગયો એવા અમારા એમની નામ ને એમની ચર્ચા કરું તો રાજપીપળાના રાજવી પરિવારના પ્રિન્સ એવા પ્રિન્સ માનવેંદ્રસિંહ ગોહિલ કે જેઓને હું નવેમ્બર મહિનામાં બે હજાર ત્રેવીસ ના વર્ષમાં ખાલી પાંચ મિનિટ મળ્યો હતો અને ત્યારથી લઈને આજ સુધી મને એમનો એટલો બધો સહયોગ રહ્યો છે ને ખાલી મારે પાંચ મિનિટ અમે વાત કરી હતી તેમાં એમને એટલો બધો ઇન્ટરેસ્ટ આવ્યો કે નહીં બ્લાઇન્ડ વ્યક્તિ પણ ઘણું બધું કરી શકે છે અને એમને મને એવું ફિલ ફૂલ કરાવ્યું કે નહીં તમે બ્લાઇન્ડ નથી તમે એઝ અ નોર્મલ પર્સન છો અને મારે જ્યાં જ્યાં જે જે કંઈ પણ કરવાની ઈચ્છા હોય એ કાર્યમાં એ હરહંમેશ મારી સાથે હોય છે ભલે હું બ્લાઇન્ડ છું અને એ નોર્મલ છે તે છતાં પણ મને સારી રીતે ટ્રિટ કરી રહ્યા છે તેમજ એવી મારી ઘણી બધી એવી વ્યક્તિઓ સાથે મુલાકાત થઈ રહી છે ઘણાં બધાં લોકો મળી રહ્યાં છે અલગ અલગ ફિલ્ડમાં અને હાલમાં આજે મને મારી મુલાકાત રાજપીપળામાં થઈ નિધિબેન પ્રજાપતિ તેમજ વિકાસભાઈ શાહ આ બન્ને સાથે હું ફર્સ્ટ ટાઈમ મળ્યો છું વિકાસભાઈ સાથે ટેલિફોનિક વાતચીત થતી રહેતી હતી અને નિધિબેન પ્રજાપતિને તો હું ફર્સ્ટ ટાઈમ મળ્યો છું આ બન્નેને મળીને મારો ખૂબ જ સારો અનુભવ રહ્યો છે અને તેમના પાસેથી પણ મને ઘણું બધું શીખવા મળ્યું છે અને મારો એક નવો જ અનુભવ થયો છે કારણકે કહેવાય છે કે અલગ અલગ પ્રકારના વ્યક્તિઓને મળીએ તો અલગ અલગ પ્રકારનો અનુભવ આપણા જીવનમાં આવતો હોય છે અને અલગ અલગ જગ્યા પર જઈને મેં ઘણી બધી જગ્યા ફર્યો છું અમારા રાજપીપળામાં વાત કરીએ તો સ્ટેચ્યૂ ઓફ યુનિટી છે નીલકંઠ ધામ છે રાજપીપળા પ્રોપર વાત કરું તો રાજવન પેલેસ છે ખૂબ જૂનો પેલેસ છે અને ખૂબ જ સારું કલ્ચર અહિયાં ડેવલોપ થયેલું છે અને ખૂબ જ જૂનામાં જૂની વસ્તુનું પણ અહીં સારી રીતે સાચવણી કરવામાં આવે છે તો હું દરેક વ્યક્તિને એક મેસેજ પહોંચાડવા માંગુ છું કે તમારે તમારા જીવનમાં એકવાર અચૂક વિઝિટ કરવી જોઈએ રાજવન પેલેસની કારણકે આ આ જગ્યા એવી છે આ લોકેશન એવું છે કે ખરેખર તમને એક કઈક અલગ પ્રકારનો જ અનુભવ ક્રિએટ કરાવશે અને હું વાત કરું તો બોમ્બેમાં મારો અનુભવ રહ્યો છે તો એક વ્યક્તિ હતા તલબચંદ શાહ કરીને જેઓને પણ હું ફર્સ્ટ ટાઈમ મળ્યો અને તેઓ સાથે મેં છેલ્લા ખાલી એક જ વ્યક્તિને કોન્ટેક્ટમાં હતો અને મારો કાર્યક્રમ હતો ત્યારે મેં ડાઇરેક્ટ એમને મળ્યો અને તે છતાં પણ તેઓનો સહયોગ મને ખૂબ જ સારા પુષ્કળ પ્રમાણમાં રહ્યો છે ખરેખર તેઓનો પણ આભાર વ્યક્ત કરું એટલો છે ઓછો છે અને જેટલી જગ્યા પર આપણે ફરવા જઈએ ને ત્યાંથી આપણને કઈ ને કઈ નવું શીખવા તો આપણને હન્ડ્રેડ એન્ડ વન પરસન્ટ મળે જ છે અને આપણે જેટલી ઝીણી ઝીણી વસ્તુ જોઈશું ને એમાંથી આપણને કંઈ ને કંઈ નવો નવો અનુભવ થતો જ જશે અને એવું ન માનવું જોઈએ કે આ વ્યક્તિ છે એટલે આ વ્યક્તિને મળીને આપણને કોઈ ફાયદો નહીં થાય એવું ના હોય દરેક વ્યક્તિ સાથેનો એક નવો જ અનુભવ હોય અને હું એવું માનું છું કે આ અનનોન વ્યક્તિ હોય એની સાથેનો જે અનુભવ હશેને એ ખરેખર ગ્રેટફૂલ હશે કારણકે આપણે વિચાર્યુ પણ નહીં હોય એવો અનુભવ હોઈ શકે છે હવે મારી જ વાત કરું એક્ઝામ્પલ તરીકે તો હું માનવેંદ્રભાઈને ક્યારેય પણ મળ્યો નહોતો મારી અઠ્ઠાવીસ વર્ષની ઉમર થઈ ગઈ ત્યાં સુધી તો ક્યારેય પણ મળ્યો નહોતો પરંતુ અઠ્ઠાવીસ વર્ષની ઉમર થઈને પછી મેં મળ્યો ત્યારે મારી લાઇફમાં કેવો ટર્નિંગ પોઈન્ટ આવી ગયો એ મારા માટે પણ ખૂબ ગર્વની બાબત ગણાય કારણકે આટલા મોટા વ્યક્તિ થઈને મારો એક રિસ્પેક્ટ આપવી હું ભલે હું વિઝયુલી ઇમપેર્ડ છું તે છતાં પણ મને આટલો સપોર્ટ કરવો એ મારા લાઈફમાં મેં કોઈ અત્યાર સુધી એવા પર્સન નથી જોયા કે જે મને આટલો બધો સારી રીતે કેર કરે અને આટલો બધો મારો સહયોગ કરે ને મારી કાળજી રાખે મારી જે ફેમિલી સપોર્ટ કરે છે એટલો જ સપોર્ટ એના કરતાં પણ ડબલ સપોર્ટ મને અત્યારે હાલમાં માનવેંદ્રભાઈ કરી રહ્યા છે ખરેખર એટલે મારુ માનવું એવું છે કે દરેક જગ્યા પર આપણે ફરવા જતાં હોય છે તો ત્યાંથી પણ કંઈક શીખવું જોઈએ અને હું જયારે પણ ગમે તે જગ્યા પર ફરવા જાઉ છું ત્યાંથી હું અલગ અલગ વસ્તુ શીખીને આવું છું અને એ એવી વસ્તુ જે શીખીને આવું છું ને એ દસ વ્યક્તિ સાથે શેરિંગ કરવું જોઈએ આપણે શીખીને આવીએ તો આપણા પુરતું રાખીએ એનો કોઈ જ મિનિગ નથી આપણે આપણે શીખીને આવ્યા છીએ તો એ જ વસ્તુને બીજા દસ લોકો સાથે શેરિંગ કરીશું તો ત્યારે તેઓના જીવનમાં પણ કંઈક એક પ્રકાશ ફેલાવવાનું કરી કરી શકીએ એવું ગણી શકાશે અને દરેક જગ્યા પર નવો અનુભવ થાય છે એવું મારુ વ્યક્તિગત અને પર્સનલી માનવું છે